ગુજરાત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતમાં ઘણા બધા મહાનુભાવોએ પોતાનો સાંસ્કૃતિક વારસો પાથરેલ છે અને સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર વિશ્વને પોતાના કલા અને પોતાની અંદરની જે આવડત છે તે સમગ્ર વિશ્વને તેની ભેટ આપી છે આવા સાંસ્કૃતિક વારસા નું પ્રદર્શન કરે છે તો તેમાં આપણે સૌથી પહેલાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેને આપણે કેમ ભૂલી શકીએ તો મહાત્મા ગાંધીજી કે જેમનું જન્મસ્થળ પોરબંદર રહેલું છે ત્યાં હાલની તકે પણ તેમનું ઘર છે અને તેમના જ ધર્મપત્ની કે જેમને કસ્તુરબા કહીએ છીએ તેમનું પણ પિયરનું ઘર તેમના ઘરની સામે એ પણ ત્યાં પોરબંદરની અંદર રહેલું છે આ ઉપરાંત પોરબંદરની અંદર ઘણી બધી જગ્યાઓ જેને સાંસ્કૃતિક વારસામાં આપણે સમાવી શકાય એવી આપણે નાનજી કાલિદાસ મહેતા કે જેમનું પણ એક જન્મસ્થળ છે અને તેમની પણ ત્યાં આર્ય કન્યા ગુરુકુલ જેવી સંસ્થાઓ પણ ત્યાં અત્યારે કાર્યરત છે આ ઉપરાંત આપણે રાજકોટની અંદર કે જ્યાં ગાંધી મહાત્મા ગાંધીજીએ પોતાનો અભ્યાસ હાઈસ્કૂલનો કરેલો તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ કે જેની અંદર એક ભવ્ય તે ભવ્ય મ્યુઝીયમ અત્યારે એમના સંસ્મરણો સાથે ખૂબ જ સુંદર રીતે સરકારશ્રી દ્વારા સાચવેલ છે અને તેમનું એક ભવ્ય પ્રદર્શન પણ ત્યાં ગાંધીજીનું આપણને બધાને જોવા મળે છે જ્યારે સાંસ્કૃતિક વારસાની વાત આવે ત્યારે આપણે ઝવેરચંદ મેઘાણી જેમને રાષ્ટ્રીય યક કવિ તરીકેનું બિરુદ મળેલ છે તેમને આપણે કેમ ભૂલી શકીએ અમરેલી જિલ્લાના બગસરાનું નાનું એવું ગામ કે જ્યાં રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો અને ઘણા બધા કાવ્ય એમણે આ જગતને ભેટ આપ્યા અને એમના માટે એમને એક રાષ્ટ્રીય કવિ તરીકેનું તેમને બિરુદ મળેલું છે એવું આ ઝવેરચંદ મેઘાણીનો પણ ગુજરાત ઉપર ખૂબ જ ઉપકાર રહેલો છે આ ઉપરાંત સાંસ્કૃતિક વારસો જેને આપણે કહી શકીએ તો તેમાં સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમનું જન્મસ્થળ ટંકારા રહેલું છે કે જે પણ ગુજરાતના મોરબી તાલુકાના મોરબી જિલ્લાની અંદર આવેલા ગામની અંદર રહેલું છે કે જેમણે પણ આપણા દેશને અંગ્રેજો સામેની જે ગુલામીની લડત હતી તેમાં ખૂબ જ ભોગ આપી અને આપણને એક આઝાદ દેશની ભેટ આપી છે એવું આ સુંદર મજાનું ગુજરાતના ઘણા બધા મહાનુભાવો રહેલા છે આ ઉપરાંત જુનાગઢની અંદર સમ્રાટ અશોકનો એક શિલાલેખ પણ આવેલ છે કે જે શિલાલેખની અંદર જે તે વખતે રાજા અશોક સમ્રાટ દ્વારા એક લખાણ પથ્થરની શીલા ઉપર કરેલું છે કે જે અત્યારે શીલા અત્યારે અહીંની સરકારે ખૂબ જ સુંદર રીતે તેમની જાળવણી કરી અને એમનું આખું મ્યુઝિયમ પણ અહીં આપણે બનાવેલ છે આ ઉપરાંત જૂનાગઢની અંદર કે જે નવાબનું ગામ કહેવાય છે અને ત્યાં પણ અત્યારે એક દરબાર હોલ મ્યુઝિયમ પણ અત્યારે રહેલું છે આ ઉપરાંત ગુજરાતની અંદર કચ્છ જિલ્લો કે જે મુખ્ય જિલ્લો રહેલો છે આ કચ્છ જિલ્લાની અંદર પણ ઘણા બધા મહાનુભાવે પોતાની આર્ટ ગેલેરી દ્વારા આપણને ઘણી બધી ભેટ આપી છે ખાસ કરી અને અત્યારે કાપડની અંદર એક બાંધણી વર્ક પણ એમાં આપેલું છે ગુજરાતની સાંસ્કૃતિક વારસાની મુખ્ય કળાઓ આપણે કહી શકીએ તો તેમાં જેતપુર શહેર છે જે આવેલું છે જ્યાં બાંધણીની સાડીઓ વખણાય છે અને આ બધા પ્રદર્શન એકની એક વખત મુલાકાત ખરેખર લેવા જેવી છે કવિ શ્રી દલપતરામને પણ આપણે ન ભૂલી શકીએ કે જેમને પણ આપણને ઘણી બધી કવિતાઓ વગેરેની ભેટ આપી છે આ ઉપરાંત ગુજરાતનું મુખ્ય શહેર એટલે કે ગાંધીનગર અમદાવાદ સુરત પાટણ કે જ્યાં પાટણની અંદર પણ રાણકી વાવ અને ત્યાંના પટોળા પણ વખણાય છે આ ઉપરાંત જુનાગઢની અંદર ઉપરકોટનો કિલ્લો પણ આવેલો છે જે અહીંના સાંસ્કૃતિક વારસાનું એક ખૂબ જ સુંદર એવું સ્થળ છે અને આ સ્થળોની મુલાકાત પણ એક વખત અચૂક લેવા જેવી છે રાજસ્થાન ની જેમ ગુજરાતમાં પણ ઘણા એવા સ્થળો છે આ ઉપરાંત ગુજરાતની સોમનાથ મંદિર પણ આવેલું છે જે બાર જ્યોતિર્લિંગોમાંથી એક ગણાય છે એટલે કે ત્યાં મહાદેવનું સ્વયંભૂ મંદિર છે અને જે તે સમયે ત્યાં પણ અંગ્રેજો ઉપર જ્યારે એ મંદિરને તોડવામાં આવ્યું ત્યારે આપણા હિન્દુઓએ પોતાના લોહીથી આ મંદિરને બચાવેલું છે આ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો ઘણા બધા સાહિત્યકાર ઘણા બધા લેખકો અને ઘણા બધા કવિઓ એ આ ગુજરાતને જગમગતું રાખ્યું છે અત્યારે નામ લેવા બેસીએ તો જેમને અક્ષર જ્ઞાન ન હતું પણ પદ્મશ્રી એવોર્ડથી નવાજેલ એવા દિવાળીબેન ભીલ કે જેમને લોકસાહિત્ય માટે પદ્મશ્રીનો એવોર્ડ મળેલો હતો આ ઉપરાંત પદ્મશ્રી માનનીય શ્રી ભીખુદાનભાઈ ગઢવી જેઓ પણ ગુજરાતના છે આવા અનેક નામ અનેક કવિઓ એ આપણે ગુજરાતને સારી એવી ભેટ આપી છે માટે જય ગુજરાત જય જય ગરવી ગુજરાત